કૃષિ ઉદ્યોગ ભારત દેશ એટલે જ કૃષિ પ્રધાન દેશ ભારતમાં કૃષિ ઉદ્યોગને પ્રોત્સાહન ઘણી રીતે આપી શકાય ખેડૂતોને ઘણી જ મદદ કરવી જોઈએ આજકાલ ખેડૂતોને બિચારાને લોન સસ્તી મળતી નથી લોન મળે તો એને નામે બીજા લોકો લોન ઊચકી લે છે અને ખેડૂતોને એ દેવામાંથી ઊંચા નથી આવ ગવર્મેન્ટ લોન નથી બેન્ક લોન નથી આપતી એટલે એ લોકો પ્રાઇવેટ જે શાહુકારો હોય તેની પાસેથી પૈસા લે છે ઊંચા વ્યાજે કે બેન્ક તમને પાંચ છ ટકાએ દરે વ્યાજ લોન આપી શકે જ્યારે શાહુકારો જ્યારે ખેતીનું ચોમાસું ચાલું થવાનું હોય સિઝન ચાલું થવાની હોય બિયારણની બિયારણ લેવાનું હોય બિયારણ રોપવાનું હોય ત્યારે પૈસાની જરૂર ખાસ હોય છે એ લોકો શુ કરશે કે શાહુકારો પાસે પૈસા લે છે શાહુકારો ચોવીસ ટકા ત્રીસ ટકા વ્યાજે એ લોકોને પૈસા આપે છે અને એ જ ભરતાં ભરતાં એની આખી જિંંદગી એ દેવામાં જ નીકળી જાય છે એ જે કાંઈક ઉગાડે છે બધું શાહુકાર લઈ જતા હોય સરકાર એ લોકોને માટે એક કરી શકે કે કૃષિ બેન્ક બનાવી છે પણ કૃષિ બેન્કનો વ્યાપ વધારીને એ લોકોને સરખે લોન મળે પૈસા મળે છે કે નહીં શું કરે છે એ પૈસાનું તેનું ધ્યાન આપે બીજું એક સૂચન કરું ખેડૂતોને સારી રીતે આગળ લાવવા માટે તો દરેક ગામડામાં સરપંચ છે તેની પાસે સ્ટ્રીકલી કામ એના પર એક કલેકટર હોય છે તેને પૂરેપુરૂં ધ્યાન આપો સરપંચ સરપંચ પર કે સરપંચને પૈસા આપો કે એક ટેક્ટર આણી આપો કે આખા ગામની બધી જ જમીન એણે એ ટેક્ટર વાપરી શકે જેને આ વાપરવું ખેડવું હોય ખેતર તો એ ખેતર ખેડી શકે એની માટે સરપંચે પછી ના નહીં કહેવાની ગવર્મેન્ટનું ટેક્ટર છે ગવર્મેન્ટ ગમે તે કરી શકે એ જ રીતે સર્ટિફાઇડ બિયારણ કે જે બિયારણ ફેલ જાય જ નહીં એ રીતનું બિયારણ એને આપવામાં અવે ખાતર એને સરખું મળતું નથી કે આજે ખેડૂતોનાં નામે ખાતરમાં બે નંબરી એટલું બધું થાય છે કે ઉદ્યોગપતિ જ ઉપાડી જતા હોય ખેડૂતનાં નામે બિચારો ખેડૂતને તો મળતું જ નહીં હોય ખાતર અને કહે છે કે ખેડૂતો લઈ ગયા હવે ખેડૂતો નહીં પણ એની જગ્યાએ ઉદ્યોગગમાંથી પકડાય છે તો એ થોડુંક નહીં થાય એ જોવું જોઈએ